જન્મદિન ઉજવણી કેવી રીતે કરીએ તો એમાં શું છે કે પહેલાં તો જે દિવસે જન્મદિવસ હોય તો તે દિવસે એક કેક લાવીએ ને ઘરવાળા સાથે કેક કાપીએ અને એ રીતે ઘરવાળા સાથે પહેલાં ઉજવણી કરીએ રાતે કેક ને એવું કાપીએ પછી અમે સવાર થાય પછી આજુ બાજુ છે બધાને ચોકલેટો ને ડેરિમિલ્કને વહેંચીએ પછી કોલેજ સ્કૂલમાં જઈએ તો મિત્રો ને પણ જે કંઈ મીઠાઈને એવું વેચીએ પછી અમે કેક બીજે કશે ફરવા જઇએ અને તાં અમે એક કેક કાપીએ કે પછી કોઈ હોટલમાં રેસ્ટોરન્ટમાં જઈને કંઈ પાર્ટી કરીએ કે જમીએ ને કોઈ લગ્નની ઉજવણીની વાત કરીએ તો લગ્નના કોઈ લગ્નમાં જઈએ ત્યાં ગણા લોકો આવેલા હોય એટલે જે પ્રમાણેના જે જે પ્રોગ્રામો હોય તેમાં ભાગ લઈએ ને એવું પછી કોઈ ધ્યેયપ્રાપ્તિ એટલે કે કોઈ ભણવામાં કોઈ પરીક્ષામાં સારા માર્ક આવે ને કોઈ ગોલ્ડ મેડલ કે એવું મળે તો ઘરે બતાવીએ અને વડીલો છે તેમના આશીર્વાદ લઈએ ને બીજાને પણ બીજા જે આપણા મિત્રો હોય તેના સાથે પણ તેની ચર્ચા કરીએ ને આવા જ એક આ જે ઉજવણી માટેના જે અનુભવો છે તેની વાત કરી છે બીજી વાત કરીએ તો હા એ વખતે જન્મદિન વખતે શું કરીએ કે અમે દરેક જે કંઈ ઘરવાળા સાથે તો ઉજવીએ પણ અમારા જે મિત્રો છે દરેક મિત્ર અમારું ગ્રુપ હોય તો ગ્રુપ જેની બર્થડે હોય તે તેના માટે કેક ને એવું લાવીએ ને પછી કેક ને એવું કાપીએ પછી કશે ફરવા જઈએ ને પછી જેની બર્થડે હોય તે પાર્ટી આપે એવું જ અમે એવી રીતે જન્મદિન ઉજવીએ લગ્નમાં તો લગ્નમાં તો હલ્દીને જે બધી રસમ હોય હલ્દી છે સંગીત છે તે બધીમાં અમે ભાગ લઈએ કોઈ ધ્યેયપ્રાપ્તિની પણ આપણે વાત કરીએ જેમ કે કોઈ ભણવામાં પ્રથમ ક્રમ આવે સેકેન્ડ બીજો ક્રમ આવે તો તે પ્રમાણે અમે ઘરે પણ કહીએને અમારા શિક્ષકો પાસેથી બી આશીર્વાદ લઈએ કે હવે આગળ જે તે અને આગળ કેવી રીતે આજ સફર આગળ વધે તેની અમે શિક્ષકો જોડે વાત કરીને સલાહ લઈએ છે કે આગળ કેવી રીતે આવું જ સારું પરિણામ મેળવી શકીએ અને આગળ જીવનમાં વધી શકીએ આ રીતે છે જે અનુભવો અમારા